હેલો તમે ઓલામાંથી બોલો છો મારે તારીખ ચાર પાંચ બે હજાર બે બેમાં મારે સુરત જવું છે તો શું તમે મને તમારી વેગન આર એફોર્ડ કરી શકો છો જો તમે કરી શકતાં હોવ તો ઘણું સારું છે અમારે બે ચિલ્ડ્રન એક વાઈફ અને મારે જવાનું છે તો અમે ચાર પર્સન છે તો તમે કિલોમીટર વાઇઝ શું રેટ લગાવી શકો છો જો તમે મને એફોર્ડેબલ રેટ આપી શકો છો તો સારું છે તમે એસી વાળી કાર આપી શકો તો પણ સારું છે કારણ કે લોંગ રુટ છે તો હું એસી એફોર્ડેબલ કરી શકું છું તો મને તેનાં રેટ વિશે જણાવશો ઠેન્ક યુ